હાં સર

હાં સર તમે હું વેચાણ અધિકારી જ વાત કરી રહી છું તમે તમારી શું મદદ કરી શકું

ઓકે તમારે મારુતિ સુઝુકીમાં કયું મોડલ જોઈએ છે એમાં બ્રેઝા છે બલેનો છે તમારે શેની પ્રાઇસ જાણવી છે ઓકે સર મારુતિ સુઝુકી બ્રેઝામાં મો બેઝિક મોડલથી લઈને ત્રણ મોડલ છે એમાં બ્રેઝામાં એટલેકસાઈ બ્રેઝા વી એક્સઆઈ અને બ્રેઝા ઝેડ એક્સ આઈ આ રીતે ત્રણ મોડલ છે જેમાં બ્રેઝા એક એક્સ આઈ થી આઠ એ આ આઠ લાખ ઓગણત્રીસ હજારથી સ્ટાર્ટ થાય છે હાં જે બ્રેઝા વી એકસ આઈ છે એની પ્રાઇઝ છે નવ નવ લાખ ચોસઠ હજાર અને બ્રેઝા ઝેડ એક્સ આઈની પ્રાઇઝ છે અગિયાર ચાર હજાર હાં એમાં તમે ચેન્જ જે મેન્યુઅલ તમારે જોઈએ તો એમાં બ્રેઝા એલ એક્સ આઈ સીએન જી ની પ્રાઇઝ છે નવ લાખ ચોવીસ હજાર અને બ્રેઝા વી એક્સ આઈ સી એન જી ની પ્રાઇસ છે દસ લાખ સાહિથ હજાર હાં અને બ્રેઝા ઝેડ એકસ આઈમાં અવેલેબલ નથી સી એન જી

હાં સર તમારે બધા મોડલમાં જોવું હોય બેઝિક મોડલ અવેલેબલ જ હોય છે શોરૂમ પર તો તમે બાર ડિસેમ્બરે મોર્નિંગમાં વિઝિટ કરશો તો તમને બધા જોવા મળી જશે ઓકે સર